સ્થાનિક વ્યવસાયોની વૃધ્ધિ પ્રવાસન કેવી રીતે મદદરૂપ બને છે તો ગુજરાતમાં આપણે અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો આમાં અમદાવાદમાં બહુ બધું એવી વસ્તુઓ છે જેમ કે ફોર એક્ઝ ઉદાહરણ તરીકે આપણે લઈએ તો સરખેજ રોઝો છે સિદી સૈયદની જાળી છે અહીંયાં બહુ બધા એવા મંદિરો છે જુલતા મિનારા છે તો બધામાં આવી જાગૃકતા મળી છે બહારના લોકો અમદાવાદમાં આવે છે અહીંયાં રોકાય છે અહીંયાંનું ખાવાનું પસંદ કરે ખાવામાં જોવા જઈએ તો અહીંયાં બહુ બધી એવી જગ્યાઓ છે જ્યાં ખાવાનું બહુ પ્રચલિત છે જેમ કે અહ અમદાવાદમાં ખાસ કરીને ઢોકળા જલેબી ફફડા હાંડવા લોકોમાં આવી જાગૃકતા આવી છે ને તે ખાસ કરીને જગ્યા જોવા માટે અને ખાવા માટે અમદાવાદમાં આવે છે તેનાથી લોકોમાં આ વસ્તુના માટે રસ વધ્યો છે